મારો સૌથી વધારે ગમતો ફિલ્મી કલાકાર અક્ષય કુમાર છે અને જ્યારે એને મેં મળીશ ત્યારે સૌથી વધારે હું ખુશ થઈશ અને એ ગમે છે કારણ કે એ એઝ અ વ્યક્તિ પણ સારો માણસ છે અને દાન પણ કરે છે અને ફેન્સનું ધ્યાન પણ વધારે રાખે છે એ એક જ એવો કલાકાર છે જે આટલા વર્ષે પણ આટલું ફિટ રહે છે અને સૌથી વધારે જો એના વિશે ગમતું હોય તો એનું ડિસિપ્લિન સવારે જલ્દી ઉઠવું એક્સસાઇઝ કરવી અને શિડ્યુલમાં રહેવું એ જ સૌથી વધારે ઈમ્પોટન્ટ છે એનાથી વધારે પણ એ એનો કોઈ પણ દિવસ ફિલ્મનું શૂટિંગ કરતી વખતે ઓવર ટાઈમ કે જેનાથી એનું હેલ્થને ખરાબ થાય એવું એ કોઈ દિવસ ના કરે અને બધાને એ માણસને હેલ્પ કરશે હું જ્યારે મળીશ તો એને પૂછીશ કે ક્યારે એ આવી રીતે ડિસિપ્લિનમાં હું રાખી શકું અને મને ટિપ્સ આપે કે હું પણ એમના જેવો હેલ્થ વાઈઝ રહી શકું સૌથી વધારે ઈમ્પોટન્ટ છે કે એ વ્યક્તિ દિલથી સારો માણસ છે અને એનાથી પ્રેરણા લેવા જેવી છે એની એક્ટિંગ તો સારી જ છે અને ફિલ્મ પણ વધારે સારા છે તો એને હું પૂછીશ કે એ કઈ રીતે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો અને કેવી રીતે સ્ટ્રગલ કરી છે એના ઓટોબાયોગ્રાફી તો હું વાંચી જ છે જેમાં એ એક હોંગકોંગ ચાઇનામાં હોટલમાં જોબ કરતો હતો અને એ કુક હતો તો એનાથી કઈ રીતે આ ફિલ્મમાં એ એન્ટ્રી લીધી અને શું લાઇફમાં સ્ટ્રગલ કર્યું અને મને એના વિશે પ્રેરણા જોઈએ છે જ્યારે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે એણે બહુ સારા ફિલ્મો અને વધારે મોટા અભિનેત્રી સાથે ફિલ્મો કર્યાં છે અને સારા એક્શન ફિલ્મ પણ કર્યા છે જેનાથી વધારે સારા ફિલ્મ આપ્યા છે અને પ્રેક્ષકોને વધારે મજા પણ આવે છે તો હું ટ્રાય કરીશ અને બધું પૂછીશ કે આ કઈ રીતે મેન્ટેન કરે છે